મેં હસ્તકલા પ્રદર્શનની મુલાકાત લીધેલી છે ત્યાં જુદાજુદા જિલ્લાઓમાંથી પસંદ કરેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે જેના દ્વારા તેઓને રોજગારી મળી રહે અને પોતે બનાવેલી વસ્તુઓને અન્ય સુધી પહોંચાડી શકે